હા હું ઈ બુક્સ વાંચવાનું પણ પસંદ કરું છું પણ વધુ પ્રિફર હું ફિઝિકલ બુક્સ કરું છું કારણ કે તેમાં હું વધુ કનેક્ટ કરું શકું છું તેનાથી મને ફિઝિકલ બુક્સ વાંચવી વધુ સારી લાગે છે અને ગુજરાતી ભાષાના હા હવે તો મોસ્ટલી પુસ્તક છે તે બધા ઈ બુક્સના માધ્યમથી મળી રહે છે અમુકની પીડીએફ તો અમુકની વર્ડ ફાઈલ મળી રહે છે પરંતુ અમુક પુસ્તકો હજુ પણ એવા છે કે જે રેર છે જેનું હજી ઓનલાઈન વરઝ્ન કે કોપી મળી શકતી નથી અને ગુજરાતી ભાષામાં વાત કરું તો મારા ફેવરિટ રાઇટર છે હરકિશન મેહતા છે ઝવેરચંદ મેઘાણી છે તેમની મેં ઘણી બધી નોવેલ્સ વાંચેલી છે અને હરીકિશન મેહતાની વાત કરું તો તેમની મેં જડ ચેતન નોવેલ છે એ મારી ફેવરિટ નોવેલ છે અને ઝવેરચંદ મેઘાણીની વેવિશાળ છે તે મારી ફેવરિટ નોવેલ છે એ લોકોની આજે લેખકો છે તેમની તમે બુક્સ વાંચો તો તમે તમને એમ લાગે કે તમે તે સમયમાં પહોંચી ગયા છો તે જે કહેવા માંગે છે એ તમે અનુભવી શકો છો તમે પણ તે પાત્રમાં આખા ઓતપ્રોત થઈ જાઓ તે રીતની ભાષામાં તેનું વર્ણન કરેલું છે જડ ચેતનની વાત કરું તો તેમાં જે વર્ણન કરેલું છે લેખકે હરકિશન મેહતાએ એ જોઈને તમે પણ એકવાર તમને પણ એમ થઈ જાય કે હવે આનો એન્ડ શું હશે આગળ આમાં શું હશે અને તમે એક જ સિટિંગમાં આખી બુક પુરી ના કરો ત્યાં સુધી તમે ઉભા થઈ ના શકો તમને ઉભા થવાનું મન જ ન થાય તમને સતત એમ થયા રાખે કે આગળના પત્તામાં શું હશે આગળના ચેપ્ટરમાં શું હશે અને બીજી બાજુ ઝવેરચંદ મેઘાણી છે તો તેઓનું જે તળપદી ભાષા પરનું જે પ્રાધાન્ય આપે છે તેઓ તેમના લખાણમાં તળપદી ભાષા જ જોવા મળે જે સમજવામાં થોડી અઘરી પડે પણ તેનાથી તમે ગુજરાતી સાહિત્ય માં વધુ ઊંડા ઉતરી શકો અને વધુ સમજી શકો તે રીતનું તેમનું લખાણ હોય લાગણીસભર લખાણ હોય અને જે રીતે તેઓ કોઈ પણ પાત્રનું જે નિરૂપણ કરે છે તમે તે પાત્રને સાક્ષાત જોતા હોય તેવું લાગે તો તે ખરેખર ખૂબ જ સુંદર છે બે બુક અને બીજી બધી બુકની વાત કરું તો મેં ચેતન ભગતની જે બુક્સ છે ધ ઈન્ડિયન ગર્લ અને થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ એ પણ રીડ કરેલી છે જે ઇંગ્લિશમાં છે અને એનું ગુજરાતી ભાષાંતર પણ અત્યારે તો મળી રહે છે તે પણ મેં વાંચેલું છે તેનું પણ ખૂબ સરસ છે મોટિવેશનલ બુક છે તમે વાંચી શકો છો તેમાંથી તમને સારું ઈન્સ્પિરેશન મળે છે